હા અમારા ગામમાં જો છોકરા લોકોની પ્રવૃત્તિમાં તો આ જે હોડીની જે હોડી બોટ છે ને એની કોમ્પિટેસન ચાલે કે કોણ આગળ જાય એ બધી ગેમ રમાય અમારા બાજુ બીજો વોલીબોલ વોલીબોલમાં બી છોકરા લોકો બધા ઘણા બધા ચેમ્પિયન છે અમારે રમવામાં તે રમાય પછી બીજી પ્રવૃત્તિ બધા ફરવા દરિયા દરિયાનાં ઘણે દૂર સુધી બી હોડી લઇને જાય અને હા બીજું આ ક્રિકેટ છે કે ટુર્નામેંટ ચાલે આમાં અમુક ગામ બીજા ગામડાના બધા અમારા જે ટંડેલ લોકો છે આ ઓંઝલથીમાં ભાગલ દાંતી કકવાળ ને એ લોકો બી અહીંયા રમવા આવે ને એ લોકોને પછી બહુ માણસો આવે ચારથી પાંચ હજાર માણસો આવે પછી ત્યાંથી પાછું દમણ નજીક પડે તે એ લોકો પાછા આવે ઉદવાડાથી આવે બધુ રમત ગમતમાં વોલીબોલ ક્રિકેટ એ પ્રવૃત્તિ અમારા બાજુ સારી ચાલે એમ રમવામાં ને કિનારા પર મેદાન પહેલાં હતું પણ હવે ધોવાઈ ગયું બધુ દરિયાને કિનારે તે હવે બધુ પ્રવૃત્તિમાં તો બધા છોકરા લોકો કેરમ ને બધું રમે બીજું ને આ ચોમાસામાં છે કે અમારા બાપ દાદા બધા મહાભારત ને રામાયણ ને બધુ વાંચે એ બધે સાંભળવા જાય ને બધા કથાકાર બી આવે અમારા ગામમાં એટલે છોકરા લોકો બી બધે ઇન્ટરેસ્ટ લે બધા ધર્મમાં સારું આવડે બધું અરે અમુક પબ્લિક જો યુવાનોમાં ધાર્મિક વૃત્તિ હોય તો જ એ લોકો સારું કાર્ય કરી શકે હા તે